સમગ્ર ઈતિહાસ દરમ્યાન ગુજરાતને ઘણો બધો પડકાર છે એ વેઠવો પડેલો છે ઉદાહરણ તરીકે જોઈએ તો સોમનાથનું મંદિર છે એ ઘણી વખત છે એ તોડી પાડવામાં આવેલું હતું અને પુન નિર્માણ કરી અને એમાં આપણી જે ધાર્મિક લોકોની ભાવનાઓ છે એને પુનહ સ્થાન મળે એવા પ્રયત્નો છે એ હંમેશા કરવાનો પ્રયત્ન આપણી સરકારો દ્વારા અને જે સાધુ સંતમહંતો છે આગેવાનો છે એના દ્વારા રહ્યો